મારી માનીતી રમત ક્રિકેટ છે જે મને એક દિવસ નહોતી આવડતી એટલે ત્યારથી તેના વિશે વધારે જાણવાનું અને બીજાને જોઈને રમવાનું પસંદ છે જેના કારણે મને આ રમત વધારે રસપ્રદ હતી બની હતી ત્યારબાદ આ રમત વિશે મેં પ્રેક્ટિસ પણ કરી અને તેમાં આગળ પણ વધુ છે અને આ રમત મને જોવી પણ ગમે છે અને રમવી પણ ગમે છે